હેલો હા જી હિમાંશુભાઈ હા જી સાહેબ જય માતાજી કેમ છો બસ જો આપણે શ્રી ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટમાંથી બોલું છું મંદિરેથી હવે આપણે થોડું મંદિર વિશે થોડી વાતચીત આપની સાથે કરવી હતી અને અચ્છા હા તો તમે રસ હોય તો હું જાણકારી આપું કે મંદિરમાં આપણે લગભગ ત્રીસેક વર્ષ થઈ ગયેલા છે અને ડુંગર ઉપર બહુ સરસ મજાનું અને રળિયામણું વાતાવરણવાળું મંદિર છે ને લગભગ છેલ્લાં ત્રીસ વર્ષથી લગલગાટ ભક્તોની અવર જવર ત્યાં હોય છે અને માતાજીનું પ્રાગટ્યની વિશે બી સારી એવી વાર્તા છે ત્યાંની નાની એવી કે ભાઈ ત્યાં જ્યારે શરૂઆતમાં આના જે મેઈન જે કર્તાહર્તા હતા મણિભાઈ એમણે એમને રાત્રે સપનામાં જે રીતે જગાડ્યાને પછી એમને એવું ભાસ થયું કે ભાઈ મારે ઉપર ડુંગર ઉપર જવું જોઈએ રાત્રે અઢી વાગ્યે એ ડુંગર ઉપર ગયા અને ત્યાં એમને દીવડો ઝળહળતો મળ્યો અને એના જ આધારે પછી ત્યાં આખી પ્રતિષ્ઠા અને બધું કર્યું અને છેલ્લાં ત્રીસ વર્ષથી અમદાવાદથી અને બીજી અલગ અલગ ઘણી જગ્યાએથી ચાલતા સંઘ ને બધું ઘણું બધું ત્યાં અને ભાદરવા પૂનમ બહુ મોટી હોય છે એટલે ત્યાં મેળો પણ લાગતો હોય છે અને આનું થોડું મહત્વ બહુ સારું છે એમ માતાજી ઘણાં બધાનું કામ કરે છે આપને જરૂર એક વખત મુલાકાત લો તો અમને ખૂબ આનંદ થશે સાહેબ અને એના માટે થોડું હજી ડેવલપમેન્ટ અમારે કરવું છે તો ડેવલપમેન્ટમાં એવું છે કે જે માનો સિમ્બોલ લગાડવો છે પછી ત્યાં એક સેલ્ફી પોઈન્ટ બનાવવો છે અને થોડુંક ઉપર જવા માટે ગાડીનો રસ્તો જે બનાવવાનો છે એ બનેલો તો છે પણ એનું થોડો વ્યવસ્થિત સમારકામ સાથે આખો તૈયાર કરવો છે રહેવા જમવાની વ્યવસ્થા નું કામકાજ ચાલુ છે પણ એ ટૂંક જ સમયમાં તમને ત્યાં તમને બધી વ્યવસ્થા મળી જશે હા ઈડર બાજુથી તમને નજીક પડે તમે અમદાવાદથી આવતા હો તો લગભગ અમદાવાદથી તમે આવોને તો લગભગ એકસો વીસ પચીસ કિલોમીટર જેવું થાય હા બે કલાક જેવું થઈ જાય બે અઢી કલાક એટલે આપ આવો એક વખત તમે દર્શનનો લાભ લો અને થોડુંક મંદિરનું ડેવલપમેન્ટ પણ જોવો હ જરૂર અને નીચે થોડુંક ગાર્ડન જેવું પણ છે એટલે શું બાળકો સાથે પણ તમે આવશોને તો તમને ખૂબ આનંદ આવશે અને જગ્યા ખૂબ સારી છે બરાબર જી જી જી મોસ્ટ મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ મને મને ખાલી અગાઉથી જાણ કરજો તો આપના માટે વ્યવસ્થા હું ત્યાં કરાવી લઉં ના ના અ આપની બધી વ્યવસ્થા જળવાઈ જશે ત્યાં તમે ખાલી એક રિંગ આપજો મને નીકળો એટલે અમદાવાદ બરાબર ઓકે ઓકે જય માતાજી